ગુજરાતના મુખ્ય સ્મારકો અને ઐતિહાસિક સ્થળો એમાં તો સ્મારકોમાં તો સૌપ્રથમ મને પાટણની રાણકી વાવની યાદ આવે કેમ કે એ પાટણની રાણકી વાવની રચના એવી રીતે કરેલી છે કે આજના આજના જમાનાના જે મોટા મોટા મશીનો છે યંત્રો છે એ યંત્ર દ્વારા પણ આપણે અત્યારના સમયમાં પણ એવી એવી વાવ આપણે બનાવી ન શકીએ એવી રીતે એ વાવનું હજારો વર્ષો પહેલાં સમારકામ કરવામાં આવ્યું હતું વાવ જે છે એ સાત માળ જમીનના અંદર સાત માળ લઈને વાવ બનાવવામાં આવેલી છે એ સાત માળ અંદર અને પાછું એનું સ્ટ્રક્ચર મહેલ જેવું બનાવવામાં આવ્યું છે કે જેનાથી ખબર આપણને આપણે વિચારી જ ના શકીએ કે આટલા સમય પહેલાં કેવી રીતે સમારકામ કરીને ખોદકામ કરીને આ લોકોએ આવી વાવ બનાવેલી હશે એ ખૂબ મોટી વાત છે કે આપણે પહેલાંના સમયમાં આવી રીતે વાવ વાવ બનાવવામાં આવતી હતી અને એ રાણકી વાવ જ નહીં અમદાવાદની અડા અડાલજ વાવ ઘણી બધી વાવો છે એવી તો જે આપણા ગુજરાત પાસે છે અને આપણે એવા આપણે જોવા ખૂબ સુંદર એ વાવ તો બહુ સુંદર લાગે છે આપણે જ્યારે જોવા જઈએ ને ત્યારે આપણને અચંબિત થઈ જઈએ કે આટલી ઊંડી વાવ અને એ બી આટલા સમય પહેલાં બનાવેલી આપણને લાગે જ નહીં કે આપણે આટલા અત્યારના સમયમાં આપણે આવી વાવ બનાવી શકશું અને બીજા ગુજરાતના મુખ્ય ઐતિહાસિક સ્થળોમાં તો મોઢેરાનું સૂર્યમંદિર આવે આખા વિશ્વમાં જોવા જઈએ ને તો બે જ સૂર્યમંદિર છે એક છે આપણા ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર અને બીજું છે કોર્ણાકનું સૂર્યમંદિર ને એ સૂર્યમંદિરની વિશે આર્ક્યોલોજિસ્ટ એમાં શું છે કે મંદિર વિશે આર્ક્યોલોજિસ્ટ જ્યારે રિસર્ચ કરે છે ત્યારે એમાં એવું કહેવામાં આવે છે કે જ્યાં સુરજનો પહેલો કિરણ જે હોય છે તે મંદિરમાં દેખાય છે પછી જ બહાર નીકળે છે આ એવું મોઢેરાનું સૂર્યમંદિર છે આપણા ગુજરાત પાસે ગુજરાતનું બીજું એક સ્થળ છે જેનું નામ છે ગીર જ્યાં સિંહને સહાય આપવામાં આવે છે સિંહોને ત્યાં રાખવામાં આવે છે સિંહોને મ મોટા કરવામાં આવે છે સિંહોની સંખ્યા વધારવામાં આવે છે આપણા ગુજરાત માટે સૌથી મોટી વાત એ છે કે ગીર એક એવી જગ્યા છે જ્યાં એટલા સિંહો છે જે આખા વિશ્વમાં નથી ગુજરાતી અંદર ગીરમાં એટલા સિંહનો આપણે છે કે જે ત્યાં આખા વિશ્વમાં નથી એની કરતાં વધારે સિંહો તાં ગીરમાં છે અને લોકો દ્વારા એવું કહેવામાં પણ આવે છે કે જો સિંહ જોવો હોય આપણે આપણે ગીર આવવું પડે આ ખૂબ મોટી વસ્તુ છે આપણા ગુજરાત માટે અને આટલો સમય તો બહુ ઓછો કહેવાય આપણી માટે કેવા માટે કે આ ગુજરાતના ઐતિહાસિક સ્થળો ને સમારકામો માટે આપણે એની વિશે કહેવા જઈએ વાત કરવા જઈએ તો તો આનો સમય ચાલ્યો જાય ક્યાંક ક્યાંક કલાકો ચાલ્યો જાય અને આપણને ખબર જ નથી પડતી